અત્યારે ખેતીવાડી ધીરે ધીરે આપણી જે જૂની પદ્ધતિ હતી હતીને એ અત્યારે બદલાતી જાય છે પરંપરાગત પહેલાં કેવી ખેતી હતી પહેલાં ખેતી કરવા માટે કંપલસરી ઘરે બળદગાડા હળ આ દેશી ઓજાર કોદાળી પાવળા વગેરે આપણે ઘરમાં કંપલસરી બધા રાખતા હતા હવે તે વખતે જ્યારે કંઈક ખેતી કરવી હોય તો બધું માણસો જાતે કરતા અત્યારે ખેતી કરવાની બધી પદ્ધતિ બદલાઈ ગઈ દાખલા તરીકે પહેલાં આપણે બળદ અને હળ દ્વારા ખેતી કરતા હતા પછી ધીરે ધીરે ટ્રેક્ટરો આવી ગયા પછી એના માથે બધા આધુનિક જેમ જેમ આગળ જાય તેમ તેમ આધુનિક મશીનો બધા આવતા ગયા કેવી રીતે એમાં વાવણી કરવી કેવી રીતે ક કાપણી કરવી અને કેવી રીતે એનો પાક લેવો બધી રીતે ખેતી કરવાની બધી સિસ્ટમ બદલાતી જાય છે પહેલાં જે ખેતી કરતા હતા એમાં વધારે કંઈક ખેતીનું ઉત્પાદન કરી નહીં શકતા હતા અને મર્યાદિત હતી કે ભાઈ આપણે આ ખેતરમાં આ વસ્તુ વાવીને આ વસ્તુ ઉગાડી શકીએ સિઝનમાં આખા વર્ષની એક જ પાક લઈ શકતા હતા પણ જેમ જેમ ટેકનોલોજી આવી વિજ્ઞાન આગળ જેમ જેમ આવ્યું ખેતરની અંદર જેમ કે ઉનાળુ પાક અને શિયાળુ પાક એ બે પાક પણ લઈ શકીએ અને એની અંદર એવા એવા બધા મશીનો આવ્યા છે કે દાખલા તરીકે વીસ વીસ માણસો કામ કરે એ એક જ મશીન આપણને કામ આપી શકે અને મા પહેલાં કેવાં કે ખેતરમાં કામ કરવા માટે જે બળદો રાખતા હતા એ બળદોને ખાવા પીવા રહેવાની બધી વ્યવસ્થા જે રીતે કરતા હતા અત્યારે બધા ટ્રેક્ટરથી ખેતી કરે ટ્રેક્ટરથી કરવામાં સમયનો શું કહેવાય આપણી પાસે સમય બચે એટલા સમયમાં આપણે વધારે ખેતી કરી શકીએ અને પહેલાં જે ખેતી કરતા હતા એમાં કોઈ ખેતી કરવાનું કંઈક જીવન જરૂરિયાત પૂરતી આપણે ઘરે ખાવા પૂરતી ખેતી થાય એ રીતનું લોકોનું મગજ એ રીતે ચાલતું તું અત્યારે કેવું છે કે જેમ બને એમ કે વધારે એનું ઉત્પાદન કેવી રીતે મળે તો એના માટે બધી નવી નવી બધી બિયારણ આવે નવા નવા ખાતરો આવે અને એ કેવી રીતે ખાતર નાખે કેટલું બિયારણ નાખવાથી આ રીતે બધું આજે બાર બધા ખબર પ કરે છે કે કેવી રીતે આપળે આ ખેતીમાં વધારે પડતું પાક લઈ શકીએ એના માટે આપણને બધું માર્ગદર્શન મળતું હોય છે અને ખેતી કરવા માટે આપણે પેલેથી નક્કી કરેલું હોય કે ભાઈ અમારે આ વસ્તુ કરવાની છે પહેલાં કેવી રીતે કે ઓછી મહેનતમાં વધારું વધુ પાક થાય લોકોનું ગણતરી આ હતી હવે એમાં એ ઘણી વખત એવું થાય છે કે માની લો કે તમારે વાવણી કરવાનો ટાઈમ આવ્યો છે તો એમાં વાવણી કરવા પહેલાં જ આપણે આપણું પ્લાનિંગ કરીને વાવણી કરી દેતા હોય પછી જ્યારે પાણીની કે કંઈક સુવિધા નહીં હોવાથી એ બિયારણ તમારું રદબાતલ થાય અને પછી નવેસરથી જે વખતે આપણે બિયારણ વાવીએ તો એનો જે યોગ્ય સમયે એનું જે થવું જોઈએ એ થઈ શકતું નથી તો પહેલાં એનું પ્લાનિંગ સાથે ખે બિયારણ વગેરેનું ધ્યાન રાખવું જોઈએ યોગ્ય પ્રમાણમાં એને માત્રા ખાતરની માત્રા દવાની માત્રા એ વ્યવસ્થિત માર્ગદર્શન હેઠળ આપું જોઈએ ખોટી રીતે કે વધારે ઓછું પડવાથી આપણને નુકસાન થાય છે અને પાકને પણ નુકસાન થાય છે તો ખેતી કરવામાં આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે